ઘણી વાર ગ્રામ્ય વિસ્તારમાં આપણે જતાં હોઈએ કે ત્યાં રહીએ તો ત્યાં ઘણા નાનાં જીવજંતુઓ સાપ વગેરે કરડવાનો ડંખ મારવાનો ઘણા ચાંસ રહ્યા છે તો એને મટાડવા માટે જેમકે ફક્ત આપણે એક મધમાખીના ડંખનો વિચાર કરીએ તો મધમાખીનો પૂડો જો જોવામાં આવે તો તરત જ મધમાખીના ડંખની શક્યતા જોઈને આપણે લીમડા અને એક મોટા તગારામાં રાખીને એનો ધૂપ કરવામાં આવે છે કે જેથી એની જે વાસ હોય છે એને લીધે મધમાખીઓ એ જગ્યાએથી દૂર થઈ જાય છે અને આપણને ડંખ માર્યો હોય તો એ મધમાખીઓ વધુ નજીક નહીં આવતા એ ઊડી જઈ શકે છે એજ રીતે સાપ પણ ઘણી વાર ચોમાસામાં કે અન્ય સિઝનમાં આપણાં ઘરોમાં પણ આવી જાય કે જો ડંખ માર્યો હોય તો એના માટેનો એક ખૂબ જ ઘરગથ્થુ ઈલાજ કે ઘાની જ્યાં ઉપરનો ભાગ છે ત્યાં રૂમાલ ખૂબ સજ્જડ રીતે બાંધી દેવામાં આવે છે અને ઘા ઉપર મીઠું અને હળદર ઘણા મોટા પ્રમાણમાં દબાવીને એના પર પટ્ટો જેવો બાંધી દેવામાં આવે છે કે જેથી સાપનું ઝેર વધારે પ્રસરે નહીં તો આ પ્રકારે આવા ઘરગથ્થુ ઉપાયો આપણી પાસે છે જ તો એનાથી આપણે વધુમાં વધુ ફાયદો લઈને આપણે વધુ નુકસાન ના થાય અને એ જે આપણને ડંખ માર્યો હોય કે સાપ કરડયો હોય તો એને આપણે બચી શકીએ છીએ